ખાસ કરીને કબડ્ડી અને ખો ખો એ બે રમત એવી છે કે જેમાં આપણી આંતરરાષ્ટ્રીય સ્તરે એને લઈ જવી જરૂરી છે કબડ્ડી જેમ કે હમણાં થોડું પ્રચલિત થઇ છે પ્રો કબડ્ડી યુવાનોમાં પણ એની સમજ આવવા લાગી છે તો ભારત સરકારના રમતગમતના વિભાગ દ્વારા એને પણ વધુ પ્રમોટ કરવામાં આવે અને આંતરરાષ્ટ્રીય લેવલ પર જાય ખો ખો પણ એવી જ રમત છે કે જેમાં સરસ ટીમમાં લોકો રમે છે અને એક સરસ પોતાનું કૌશલ્ય અને પ્રેઝન્સ ઓફ માઈન્ડ બન્નેની જરૂર છે તો એ રમત પણ યોગ્ય સ્તરે જાય ભારતમાં તો રમાય જ છે અને ખાસ કરીને ગામડાઓમાં ખૂબ પ્રચલિત છે ખો ખો તો એ હજી પણ વધુ આગળ વધે આ રમત અને એને યોગ્ય પ્લેટફોમ મળે તો ઘણાં સારા ખેલાડીઓ બહાર આવી શકે